ભવિષ્યની પેઢીને કૃષિ અંગે વિવિધ પ્રકારના નવીનીકરણ જે આપણા રિસર્સ સ્ટેશનથી માંડીને જે આપણા સરકાર દ્વારા જે નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેના કારણે ખેડૂતો સારી રીતે પોતાની આવક ઉભી કરી શકે છે જેથી કરીને સારામાં સારો મુનાફો મેળવી શકે છે જેમકે પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવામાં આવે છે જેનો આપ ખેડૂતોએ અવશ્ય લેવો જોઈએ એ જ રીતે કૃષીની અંદર વિવિધ પ્રકારના સર્ટિફાઇડ બિયારણ આવે છે જે બિયારણનો ઉપયોગ કરી ખેડૂતો વધારામાં વધારે પોતાના ખેતરની અંદર સારામાં સારો પાક મેળવી શકે છે જેથી કરીને ખેડૂતનું સારી ઇન્કમ જનરેટ થશે જેના કારણે એનું લાઈફસ્ટાઈલ સારી થશે તે જ રીતે ખેતીની અંદર જે આપણે પેસ્ટીસાઇડ્સ વાપરે છે એના કરતાં જો ખેડૂત પોતાના ખેતરની અંદર જો નેચરલ ગાયના ગોબર છાણમાંથી જે વિવિધ પ્રકારના બડાવા નેચરલ હર્બ બનાવવાના છે જેના દ્વારા ખેડૂતોને જે કીટક છે તે મરી જાય છે જેમ કે જીવામૃત છે પંચામૃત છે જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે ને જેમાં સારું એવું ઉત્પાદન મેળવ્યું છે જેથી ભવિષ્યના લોકો બને તેટલું કેમિકલ્સનો દૂર ઉપયોગ ટાળે અને વધારેમાં વધારે કુદરતી વસ્તુ જે જેમાં કુદરતમાંથી આપણે બનાવીને જે ઉપયોગ કરી શકીએ ખેતીમાં જેનાથી જે રોગને નુકશાન પહોંચાડતા જે કીટક છે જેનો નાશ થાય અને લો ખેડૂતને સારામાં સારી ઇન્કમ મળે અને જેના કારણે જે આ આપણે હાલના સમયમાં જોઈ રહ્યા છે કે કેન્સર જેવી બીમારીઓ થઈ રહી છે એનું મુખ્યત્વે કારણ એ જ છે કે લોકો વધારામાં વધારે પાકની અંદર પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ કરી રહ્યા છે પેસ્ટીસાઇડ્સ છે ઇન્કસેક્ટીસાઇડ્સ છે જેનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે લોકોને નવીન નવીન પ્રકારની બીમારીઓનો વધારો જોવા મળી રહ્યો છે જેથી વ્યક્તિ જે પૂર જેટલું ઓછું પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ કરશે તેટલું સારામાં સારું જો મારું કહેવું એવું તો જો ઉપયોગ કરતાં બંધ જ થઈ જાય તો સારામાં સારું આપણા માનવજાત માટે છે